તો તમારે કેટલા ડેઈઝ માટે ફરવું છે ટુ ડેઈઝ કેટલા લોકેશન તમારી ફરવાની ઈચ્છા છે મેડમ ઓકે ઓકે મેડમ તમે ઓકે મેડમ જુઓ હું તમને એક સરસ વાત કઈ દઉ તમને ઘણા બધા ડ્રાઇવર મળશે જે લોકો તમને કહેશે પંદર સો બે હજાર પંદર સો બે હજાર હું ફક્ત પાંચ હજાર લઇશ અને તમને શૂલપાણેશ્વર મંદિર છે એમને છે તો ફક્ત પાંચ હજાર મેડમ ઈટ ઇઝ નથિંગ ફોર યૂ તમે આટલા દૂરથી આવી રહ્યા છો તો તમે એક સારી ટીપટોપ કાર તમને મળશે જેની અંદર તમે વ્યવસ્થિત રીતે ફરી શકશો અને તમે એની અંદર હા પણ એ લોકો રિક્ષામાં લઈ જશે મેડમ તમને આ ઈનોવા કાર મળશે સારી જી જી જી જી હા અને હું તમને કહુ છું કે એક બાજુથી આપડે ચાલુ કરીશું જરવાની વોટર ફોલ તમને ફેરવશું જરવાની વોટર ફોલથી પછી આમ આવીને અં તમને આખું અભિયારણ્ય જે છે શૂલપાણેશ્વર અભિયા અભિયારણ્ય તે બતાવીશું પછી તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી તો ફક્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી મતલબ મેડમ ખાલી સ્ટેચ્યુ નથી ત્યાં જંગલ સફારી છે ગ્લો ગાર્ડન છે બોવ બધુ તમને જોવા મળશે ડેમમાં ટોપ વ્યૂ ટોપનો જે પોઈન્ટ વ્યૂ પોઈન્ટ છે ત્યાં સુધી લઈ જઈશું મેડમ અને ત્યાંથી પછાડી એ હજુ બધાને ખબર નથી ટેન્ટ સિટી જવાના રસ્તા પર એક હાઉસ બોટ પણ છે જ્યાં ઓય હોય એકસ્ટ્રા કરીને છે જેનું રેન્ટ મેડમ ફિફ્ટીન થાઉઝન્ડ હોય એ પણ હું તમને જોઈએ તો શોર્ટમાં અં સસ્તામાં કરાવી આપીશ જો તમારી ઈચ્છા હોય તો મેડમ તમારું સ્ટેનું બજેટ શું છે મેડમ જી જી મેડમ હા મેડમ તો તો મેડમ તમારું તમારું એકતાનગર કેવડીયામાં નહી મેળ પડશે મેડમ તો તમે રાજપીપળા જ આવી જાવ તો સારું પડે જી જી જી જી મેડમ તમે કેટલા વાગે નીકળવાના આ તો કેવું છે કે તમે તો પાંચ વાગે રેડી થઈ જાવ પણ જગ્યા ખૂલી ના હોય એવું હોય તો તમે શાંતિથી નવ દસ વાગ્યા સુધીમાં રેડી થઈ જાવ તો વાંધો નથી જી જી જી ત્યાં મેડમ સાંજના સમયે અં ગંગા આરતી જેવુ જ એક વાતાવરણ ઊભું કરવામાં આવે છે નર્મદા આરતી થતી હોય છે મેડમ ત્યાં તમને એ જોશો તો તમને પણ અલૌકિક દિવ્ય વાતાવરણ સર્જાયેલું તમને જોવા મળશે એમને બહુ આનંદ થતો એ જોઈ ને જી વેલકમ મેડમ